હા મેં માસ્ટર શેફ ઈન્ડિયાની અંદર એક સિઝન જોઈ છે સૌપ્રથમ જે માસ્ટર શેફ ઈન્ડિયાની પ્રથમ સિઝન હતી એ પહેલાં તો જોઈને એવું લાગ્યું કે આમાં શું હશે કે માસ્ટર શેફ એટલે આપણે જે ઘરે વાનગીઓ બનાવતા હોય એ જ હોય પણ પછી એના વિશે જાણ્યું તો ખબર પડી કે સૌથી પહેલાં બધાંય ઓડિસન્સ હોય ઓડિસન પહેલાં સ્ટેટ લેવલે હોય પછી ઈન્ડિયા લેવલે હોય અને ઈનકેસ તમે એમાં પાસ થઈ જાઓ તો પછી તમે માસ્ટર શેફમાં જઈ શકો અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આ માસ્ટર શેફનું સિઝન હતી એ સ્ટાર પ્લસ ઉપર આવતી હતી અને આ માસ્ટર શેફમાં તે સમયે એના જજીસ હતા એ ત્રણ હતા એક તો સંજીવ કપૂર હતા એક કુણાલ હતા અને એક કોઈ લેડી હતા તેનું નામ મને અત્યારે તો યાદ નથી પણ આવશે તો હું જરૂર કહીશ અને ત્યારબાદ એ સિઝન ફર્સ્ટ એવી હતી જે મને ખૂબ જ ગમી હતી કારણ કે તે પ્યોર વેજ હતી હવેની ઘણી સિઝન્સ એવી આવે છે કે જેમાં નોનવેજ અને વેજ બંને વાનગીઓ ઈન્ક્લુડ અને તમામ જે પાર્ટીસિપેટસ હોય તેમને બનાવવાની હોય છે જે આ સૌથી પહેલી માસ્ટર શેફની ઈન્ડિયાની સિઝન હતી એના વિનરની વાત કરું તો એ એનું નામ પંકજ હતું આ પંકજ એક લેડી હતી અને એની એનું ઓકયુપેશન આપણે જોઈએ તો એક રીતે એક શિક્ષક હતા પણ શિક્ષક એ એટલે બન્યા હતા કેમકે એની ઘરની જવાબદારી હતી પણ ખરેખર એનો શોખ તો કૂકિંગનો હતો અને આજે તમે જુઓ તો સોશિયલ મીડિયા ઉપર એ પંકજ છે એ ઈન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અને યુટ્યુબ એવાં ઘણાં બધાં સોશિયલ મીડિયા ઉપર પોતાની રેસીપી અપલોડ કરે છે અને જેને લોકોને કૂકિંગમાં શોખ હોય છે અથવા તો જેને કંઈ કૂકિંગ માટે વાનગીઓ નવી નવી શીખવી હોય છે એના માટે પ્રેરણાદાયી બને છે આમ આપણે જાણી શકીએ કે એ લેડી હતી એને ભલે આનું ઘરને ચલાવવા માટે એ શિક્ષક તરીકે જોડાયેલી હતી પણ સાચો એનો શોખ તો શું હતો તો કે વાનગીઓ એવી રીતે હું એ જ કહું છું કે આપણામાં મજબૂરી હોય છે પણ આપણે આપણા શોખ અને આપણી જે ઈચ્છાની વસ્તુ હોય એને કોઈ દિવસ આપણે ભૂલવી ન જોઈએ ત્યારબાદ જો વાત કરું તો કહેવાતું એમ હોય છે રસોઈ વાનગીઓ બનાવી એ માત્ર એક સ્ત્રીઓનો જ શોખ છે અને સ્ત્રીઓએ જ ઘરનું કામ કરવાનું હોય છે પણ એ માસ્ટર શેફની અન્ય એક સિઝન આવી એમાં એ ખોટી પડી જ્યારે એના વિનર તરીકે રિપુ દમન હાંડા હતા જે એક જેન્ટસ હતા તો આપણે એમ પણ કહી શકીએ કે ઘરનું કામ માત્ર સ્ત્રીઓ જ શું કામ કરે રસોઈ ખાલી શું કામ સ્ત્રીઓ જ કરે એક પુરુષ પણ ઘરની બધી જ જવાબદારીઓ અને પુરુષને પણ અલગ અલગ શોખ હોય છે એવું નથી કે પુરુષને માત્ર ઘરની કમાઈ માટે જ પોતાનું બલિદાન આપવું પડે છે પણ એ પણ પોતાના શોખને પૂર્ણ કરી શકતા હોય છે આવી રીતે હું જો મારી વાત કરું તો મનેય કૂકિંગ કરવું ખૂબ ગમે છે અલગ અલગ વસ્તુ નવીન નવીન બનાવવી ખૂબ ગમે છે હમણાં જ બે દિવસ પહેલાંની વાત કરું તો મેં યુટ્યુબ ઉપરથી એક લઝાનિયાની રેસીપી જોઈ કે જે બ્રેડ હતી અને તમામ વેજિટેબલ્સ એમાં ઈન્ક્લુડ હતા સાથે રેડ સોસ વાઈટ સોસ એમ તો આપણે ઓવનનો ઉપયોગ કરી શકીએ મારી પાસે ઓવન પણ છે પણ મને થયું કે લાવને આને હું ઘરે ગેસ ઉપર જ ટ્રાય કરું આવી રીતે આપણે વાત કરીએ તો આપણી પોતાની જે ઈચ્છાઓ હોય એને આપણે પૂર્ણ કરવી જોઈએ